વજન વધારવાની વાત કરો છો અહીંયાં મારું જ વજન એટલું ઓછું છે કે મારા મમ્મી મને આખો દિવસ બોલ બોલ કર્યા કરે ઢબુ આ ખા ઢબુ તે ખા હમણાં હમણાં હમણાં જ મારી મમ્મી મને રોજ ચા પીવડાવતી તી હવે મને એમ છે કે બા રોજ દહીં પીવડાવે છે કે તું દહી ખા તારું વજન વધશે દહીં ખા રાત પડે એટલે દૂધ ને કેળાં ખવડાવે અમે ડોક્ટરની પાસે બી ગયા તા ત્યાં ડોક્ટરને પૂછ્યું હતું કે શું ખાવાથી વજન વધશે એમને થોડાક ફળ ફ્રૂટો કીધા કાજુ બદામ ખાવાના કીધા અને એક પાવડર લખીને આપ્યો છે હું રોજ પાવડર પીવું છું પણ જોવા જેટલો એટલો ફરક આવ્યો નથી પણ હું પીવું છું રોજ ફળો ખાઉં છું હું મારી નાનીના ઘરે જાઉં ત્યારે મારી મમ્મી મારી નાનીની સાઈડ લઈ લે છે કે હા આતો કંઈ ખાતી નથી પીતી નથી અને મારી નાની બી મને પછી ફળ ફૂટ ખવડાવે છે ચીઝવાળી નવી નવી વાનગીઓ બનાવીને ખવડાવે છે સારા સારા શાકભાજી લાવીને ખવડાવે છે શાકભાજીની ઉપર બી મસ્ત મસ્ત ચીઝ નાખીને ખવડાવે છે સવાર પડે એટલે કેળાને દૂધ અને રાતે પાછું દહીં રોજ રાતે હું દ દૂધ પીને સૂવું છું